મને ચિત્ર કામ બહુ જ ગમે છે એટલા માટે એ નાનપણથી જ ચિત્ર તો સારાં જ કરતી હતી પરંતુ અમે સુરત આવ્યા પછી એ જે હું સ્કૂલમાં ભણતી ત્યાં અલગથી ચાર લેકચર તમને જે મનપસંદ હોય તે કરવાની પરવાનગી હતી એટલા માટે ત્યાં હું ચિત્ર અને ચિત્રકામને ડ્રોઇંગને વધારે સારી રીતના ઓળખતા શીખી એટલા માટે મેં એમ વિચાર્યું કે એ મારા જે મનપસંદ છે તે જ ફીલ્ડને હું આગળ પ્રોફેશનલ રીતે કરું એટલા માટે મેં ચિત્ર કામને જ મહત્ત્વ વધારે પડતું આપ્યું અ લોકો તો એમ કહે છે કે ચિત્રકામમાં શું છે તે તો સાવ સહેલું છે પરંતુ જે લોકો કરે છે તેમને જ તેનું સાચું મહત્ત્વ ખબર છે કે તેમાં કેટલો ટાઈમ આપવો પડે છે ત્યારે જ તે સરસ દેખાય છે બીજાને ગમે છે એટલા માટે ચિત્ર કામ કરવું તે સહેલું નથી એ બધા માટે જેને એ એ ચિત્રકામ કરવું બહુ જ ગમતું હોય તે જ આ કરી શકે છે મનથી કરીએ ત્યારે જ ચિત્ર સારું આવે છે અને ત્યારે જ તે એનાં ઉપર કામ કરી શકાય છે એટલા માટે ચિત્રકામ તે સહેલાઈથી નથી થતું ઉ લોકો કહે છે અને મારા પરિવારમાં પણ ઘણાં લોકો તેમ કહે છે કે આમાં આગળ જતાં શું કરશો ચિત્ર તો દોર્યાં જ કરો છો બીજું તમારે શું કામ છે તેમ ચિત્રકામમાં સૌથી એ વધારે પડકારજનક તો આ જ છે કે લોકો તેને વધારે એ ગણતાં નથી ચિત્રકામ તે સહેલાઈથી થતું નથી એ તેમાં વધારે પડતો ટાઈમ આપવો પડે છે તેને આપણે મનથી કરીએ તો જ તે સરસ થાય છે

ઘણી વાર તેવું પણ થાય છે કે આપણું મન નથી હોતું તો ત્યારે તે કામ થતું જ નથી ઇ અને જ્યારે મનથી કરીએ ત્યારે ટાઈમનો ખબર પણ નથી રહેતી જ્યારે કલાકો કલાકો વહી જાય છે અને હું જ્યારે સુરત આવી ત્યારે એ તેને વધારે આગળ મેં એ પ્રોફેશનલ યુનિવર્સિટીમાં એડમિસન લઈને એં અને આગળ વધાર્યું અને હવે તેના ઉપર સારું કામ કરી રહી છું દિવસો જાય તેમ ખબર પડે છે કે આમાં પણ ઘણું જાણવા જેવું છે ઘણી બધી અલગ અલગ ફિલ્ડ છે એ ઘણાં બધાં ચિત્રકામ એટલે ખાલી ચિત્રકામ નહીં તેમાં પણ ઘણા પ્રકાર આવે છે એ